મારા અવાજને કર્કશ અવાજથી દૂર રાખવા માટે હું ખોરાકમાં ખૂબ જ ધ્યાન રાખું છું અને બને ત્યાં સુધી હું દેશી દવા લઈ લઉં છું જેથી કરીને શરદી અને કફનો પ્રોબલેમ હોય તે દૂર થઈ જાય એટલે અવાજ આપણો એકદમ ચોખ્ખો નીકળે મને ગાવાનો પણ ખૂબ શોખ છે અત્યારે મેં રેકોર્ડિંગ કર્યું પણ અવાજ થોડો ઘોઘરો આવતો તો એટલે એના માટે ટેકનિકમાં તો બીજું શું હોય કે ખાવા પીવામાં આપણે તીખું તળેલું ઓછું ખાઈએ તો અવાજ આપણો એકદમ સારો નીકળે ને ક્લાકાર લોકો જે સિંગર લોકો હોય છે એ લોકો તો ચિંગમ છે કે કોઈ એવી ટેબલેટ છે એ મોઢામાં રાખીને એ લોકો ચુસતાં હોય છે જેથી એ લોકોનો અવાજ એકદમ ક્લિયર નીકળી શકે છે મોટા મોટા જે સિંગર થઈ ગયા એ બધાય માટે ઓકે